હું પુસ્તકો ખરીદતો નથી હું પુસ્તકો ભાડે લાવું છું અને વાંચીને પાછા આપી દઉં છું મારી આજુબાજુ સસ્તાં અને જૂનાં પુસ્તકોના ઘણા સ્ટોર છે એ ગાંધીગ્રામ ગાંધી બ્રિજ છે ત્યાં પુસ્તકોનો આખો ભંડાર છે ત્યાં આખી એક ગલી છે ગલીમાં સોથી પણ વધારે પુસ્તકોનો પુસ્તકોની સ્ટોર છે જે ભાડે આપે છે વેચે પણ છે અને બહુ સસ્તા ભાવમાં વેચે છે અને આપણે પુસ્તકોનું વંચાઈ જાય તો પછી પાછી આપે છે તો તે પાછી પણ લઈ લે છે એટલે અને મારા ઘરની આજુબાજુ જોવા જઈએ તો મારાં ઘરની બાજુમાં ઘાટલોડીયામાં વિદ્યાર્થી સ્ટોર કરીને છે જ્યાં બધા પુસ્તકો મળી રહે છે ત્યાં ભાડે પણ પુસ્તકો મળે છે ત્યાંથી અને ત્યાં પુસ્તકો વંચાઈ જાય અને જે પુસ્તકો કોઈ પર્ટીકયુલરયર માટે કોઈ સિલેબસનાં હોય જે રેગ્યુલર બધાને વાંચવું જોઈએ હોય એ પાછા ખરીદી પણ લે છે પણ તોય પર્ટીકયુલર સબ્જેક્ટનો સિલેબસ હોય કે જે બે હજાર બાવીસ તો બે હજાર બાવીસ ચાલે બે હજાર ત્રેવીસમા નહીં ચાલે તો જેવાં પુસ્તકો પાછા ખરીદતા નથી તે પુસ્તકો પસ્તી કે ભંગારમાં ભાવમાં પણ એવા ભાવમાં ખરીદે છે થૅન્ક યુ